આપણે આપણાં બાળકોને ટેકનોલોજીથી અને તેના ગેરલાભો સમજાવવા જોઈએ અને તેનો ઉપયોગ અને દૂરઉપયોગ બી સમજાવવા જોઈએ કારણ કે આપણે આજના જમાનામાં મોબાઈલના ઘણા ફાયદા છે અને ઘણા ગેરફાયદા પણ છે તેનો ઉપયોગ આપણે આપણી રીતે કરવો જોઈએ તેના પર નિર્ભર ના રહેવું જોઈએ તેનો ઉપયોગ જરૂર પડે તેટલો જ કરવો જોઈએ મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણા રોજિંદા જીવનમાં પણ ઘણા ફાયદા થયા છે અને કેટલાક નુકસાન બી થયા છે તેના કારણે આપણે મેન્ટલી અને ફિઝિકલીમાં બહુ ડિફરન્સ આવી રહ્યો છે જેના કારણે આપણે અત્યારના જમાનામાં ફોન પર બહુ નિર્ભર રહેવું ન જોઈએ જેના કારણે આગળ જતાં આપણને મુશ્કેલી ન પડે અને તેના માટે આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને તેનો ગેરફાયદો પણ ન કરવો જોઈએ વધારે પળતો તેનો યુસ પણ ન કરવો જોઈએ અને તેના પર નિર્ભર પણ ન રહેવું જોઈએ તે આપણા માટે ખૂબ ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી બાબત છે